ચાલો આપળે ગ્રામ્ય વિસ્તારના કો આપણે બધાય સાધનો વિષે અને ખેતીવાડીમાં કેટલા કેટલા ઓજારો જોતાં હોય છે તેટલે આપણને ખબર જ છે કે અત્યારે પાણીની સમસ્યા ઘણા ગામમાં હોતી હોય સે પણ આપણે પાણી પૂરું પાડવું ખેતીમાં બઉ ભયંકર હોય છે પણ હવે આપણે કેમ કરીને આ આગળ ખેતીનું કામ અત્યારે લગભગ બધા ખેતી મૂકી મૂકીને શહેરમાં ચાલ્યાં આવે સે કારણ કે શહેર ખેતીમાં કાંઇ અત્યારે બહુ સારું ઉત્પાદને નથી હોતું અને પણ સારો પૈસો પણ નથી હોતું પણ કારણ કે એમાં એવું થાય છે કે આપણને એમ થાય કે આપણે ખેતીનું કામ કરીએ પણ ખેતીમાં ઘણીવાર પાણી પૂરતું ન મળે તો આપણને ખેતીનું વાવેલું બધુ નિષ્ફળ જાય છે કારણ કે આ જુવાર છે બાજરો છે આવો સારો વરસાદ પડી જાય તો પાછું વાવેલું બધું બગડી જાય અને ઉગ્યા પછી એ વરસાદ પડે તો કાંઈક કામ આવે નહિતર પછી કાંઇ રોજગારને કાંઇ રોજી સરખી મળે નહી અને ત્યાંના લોકોને પણ હવે આપણે કામ કરતાં હોઇ આખો દિવસ ત્રણસો ચારસો રૂપિયામાં મજૂરી કામ કરવા જતા હોઇ એટલા માટે હવે આપણને ગામડું છોડીને શહેરમાં બધાં આવવા માંડ્યા છે એના માટે હવે આપણે બહુ સામાન્ય રીતે કોઈ ખેતીવાડીનું કામ કરવા માંગતા નથી સાધનોમાં અત્યારે તો ઓજારો કેટલી જાતના અત્યારે નવા નવા ટેક્ટર છે નાના નાના ટેક્ટર પણ બહાર પડ્યાં છે અને ગાડા બળદ જેવા જોડીને અત્યારે હળ હાંકીને પણ એ લોકો કામ કરતાં હોય છે ખેતીમાં ઘણી રીતના ઓજારો ચાલતાં હોય છે પણ હવે તો નાના નાના હવે એવા આવી ગયાં છે કે આપણને બધાય ઓટોમેટિક થિન થાય સે કે આપણે અહીં બેઠાં હોય તો આપણી ખેતરમાં પણ મોટર એમનેમ ચાલુ થઈ જાય અને પાણી પણ પીવાઈ જાય સે પછી ઓટોમેટિક અહીંથી ચાંપ પડી જાય અટલે આપણા ખેતરે જાવાનું પણ થાતું નથી કે બધુંય ડાયરેક અત્યારે પાણી પણ સરસ રીતે પીવાઈ જાય છે